ગુજરાતમાં લોકો નવરાશના સમયમાં સામાન્ય રીતે એકબીજાને હળવા મળવાનું પસંદ કરે છે લોકો અહીં બીજા લોકોની સાથે સંપર્ક કરી અને ખાસ કરીને કોઈ દૂરના લોકેશન ઉપર જેવુ ફરવા જવું સમય વિતાવવો પાર્ટી કરવી પિકનિક પર જવું યાત્રા પ્રવાસે જવું અથવા તો કોઈ સારા લોકેશન પર જઈ અને ત્યાં સમય વિતાવાનું પસંદ કરે છે ગુજરાતમાં સ્ટ્રીટ કલ્ચર પણ વધારે છે જેથી કરીને લોકો રાત્રે નવરાશના સમયમાં ખાવા પીવા માટે ખાણીપીણીના સ્ટોલ પર જાય છે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખાય પીએ છે ખાસ કરીને અહીં ચા અને ગાંઠિયા એ લોકોમાં વધારે પડતું પસંદ કરવામાં આવે છે ગુજરાતમાં નવરાશના સમયમાં ઘણાં બધાં યાત્રા સ્થળો અને લોકોશન પર લોકો ફરવા માટે જાય છે દૂરના રહેતાં લોકોની સાથે સંપર્ક કરી અને વિડીયો કોલ મારફતે અથવા તો અન્ય રીતે એ લોકો પોતાનો સમય છે એ પસાર કરવાનું પસંદ કરે છે તહેવારોનું ગુજરાતમાં ખાસ મહત્વ હોવાથી અલગ અલગ પ્રકારના તહેવારો છે એ નવરાશના સમયમાં એમની ખરીદીઓ કરવી એમના વિષે તૈયારીઓ કરવી અને એમની ઉજાણીઓમાં સમય વિતાવાનું છે એ લોકો પસંદ કરે છે ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ પ્રવાસન સ્થળોનો વિકાસ થએલો હોવાથી સોમનાથ સુરત અમદાવાદ બરોડા જુનાગઢ દ્વારકા નવસારી વગેરે જેવા એરિયામાં અલગ અલગ પ્રકારના ખરીદી અને માણવા લાયક સ્થળો હોય લોકો ત્યાં જઈ અને શોપિંગ કરે છે અથવા તો વેકેશનમાં પોતાનો સમય વિતાવે છે ખાસ કરી અને ગુજરાતી લોકો પહેરવાના અને ખાવા પીવાના શોખીન હોવાથી અલગ અલગ પ્રકારના પહેરવેશ અલગ અલગ પ્રકારના ડ્રેસીસ કરે છે તહેવારોનું ગુજરાતમાં ખાસ મહત્વ હોવાથી નવરાશના સમયમાં લોકો અલગ અલગ પ્રકારની ક્રીએટિવ વસ્તુઓ કરે છે ઘણાં બધાં લોકો એવાં પણ છે કે જે નવરાશના સમયમાં પોતાનો સમય મ્યુઝિક રીડિંગ રાઇટિંગ અને ડાન્સિંગમાં અથવા તો અલગ અલગ હોબી સેન્ટરમાં પસાર કરવાનું પસંદ કરે છે આવા સમયમાં ગુજરાતમાં એવી ઘણી બધી તક મળી રહે છે જેમાં સારી સારી લાઇબ્રેરીઓ અથવા તો સારા પાર્ક અથવા તો એવા કોઈ સેન્ટર હોબી સેન્ટર અવેલેબલ છે જેમાં મ્યુઝિક રીડિંગ અને અલગ અલગ પ્રકારની કો કરિકયુલર એક્ટિવિટીસને યોગ્ય વાતાવરણ મળી રહે છે સ્વભાવે એકદમ ખુશ મિજાજ અને અલગ અલગ પ્રકારના જીવન શૈલીમાં ઢળેલાં ગુજરાતી લોકો પોતાના નવરાશના સમયમાં એમના મિત્રો સગા સબંધીઓ સાથે કોઈ પિક્ચરમાં જવાનું અથવા તો કોઈ નાટકો જોવાનું પસંદ કરે છે સાહિત્યનું ગુજરાતમાં ખાસ મહત્વ હોવાથી અલગ અલગ પ્રકારના સિનેમા ગૃહોમાં અથવા તો નાટ્ય ઘરોમાં અલગ અલગ પ્રકારના નાટકો અને સિનેમાઓ આવેલાં હોય ખાસ કરીને ગુજરાતી સિનેમાનું ખૂબ આગવું મહત્વ હોવાથી લોકો હાલ ગુજરાતી સિનેમા જોઈ અથવા નાટકો જોઈ અને સમય પસાર કરે છે અલગ અલગ ટાઉન હોલમાં મ્યુઝિક કન્સર્ટ અથવા તો સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ લોક ડાયરાઓ અને સંતવાણી અને ભજનના કાર્યક્રમો થાય છે આવા સમયમાં ગુજરાતી લોકો પોતાનો સમય આવા જાહેર પ્રોગ્રામો અથવા તો કાર્યક્રમોમાં જઈ અને પસાર કરવાનું પસંદ કરે છે મંદિરોનું મહત્વ અને ધાર્મિક સ્થળોનું મહત્વ પણ ખૂબ હોવાથી વૃદ્ધ લોકો કે જેમની ઉમર પચાસ સાંઠ વરસ કે એથી ઉપર છે એવા લોકો છે તીર્થ યાત્રાઓ કરીને તીર્થાટન કરી અને પોતાનો સમય ગુજરાતમાં પસાર પસાર કરવાનું પસંદ કરે છે ખાસ કરીને ગુજરાતમાં બાળકો માટે અલગ અલગ પ્રકારની એકટીવિટીસ માટે સરકાર દ્વારા આવી ઘણી બધી સેન્ટરો ઓપન કરવામાં આવ્યા હોવાથી બાળકો ત્યાં જઈ અને રમી શકે છે માટે અલગ અલગ એજ અથવા અલગ અલગ ઉમર ધરાવતા લોકો માટે ગુજરાતમાં નવરાશના સમયમાં પસા પસાર કરવા માટે ઘણી બધી પ્રવૃતિઓ કરવાનો એમને મોકો મળે છે